હું ફૂટબોલ રમત રમું છું અને મેં મારા મિત્રો સાથે રમું છું અને મારા કોલેજમાં મારા ફૂટબોલના ખેલાડીઓ છે તેઓ સાથે હું રમું છું ફૂટબોલ રમત રમું છું અને તે તે રમત માટેનું મેં સ્થળ એ નર્મદામાં આવેલું છે શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ફૂટબોલનું એક મોટું ગ્રાઉન્ડ છે તેમાં અમે ફૂટબોલ અમારા દોસ્તાર લોક સાથે રમીએ છીએ અને એ ફૂટબોલ રમવાથી અમને ખૂબ આનંદ થાય છે અને એ રમત મારી ફેવરિટ છે એટલા માટે હુંને ફૂટબોલ રમવાનું બહુ ગમે છે